મારી મનગમતી રમત અને મને જોવાનો ઘણો શોખ છે એવી ક્રિકેટ ક્રિકેટ એક મારી લોકપ્રિય રમત છે અને ક્રિકેટ જોવી એ મને ખૂબ જ ગમે છે અને એમાં પણ ક્રિકેટમાં પણ બ્લાઇન્ડ લોકોની હોય ત્યારે મને ખૂબ જ મજા આવે કારણ કે નોર્મલ લોકો તો જોઈને ક્રિકેટ રમી રહ્યાં છે પરંતુ આપ સર્વેને એવો પ્રશ્ન થતો હશે આપના મનમાં કે બ્લાઈન્ડ લોકો પણ કેવી રીતે ક્રિકેટ રમી રહ્યાં છે તો આપને જણાવતા ખૂબ જ મને ખુશી થઈ રહી છે કે બ્લાઇન્ડ લોકો પણ ક્રિકેટ રીયલમાં રમી રહ્યાં છે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું તો બ્લાઇન્ડ લોકો ક્રિકેટ આ પ્રમાણે રમી રહ્યા છે કે એ લોકોની પણ ટીમ હોય એબીસીડી પ્રમાણે એ લોકોએ ગોઠવેલા હોય એ લોકોની ઇલેવન જણની ટીમ હોય ઇલેવન પર્સનની જેમાં થ્રી પર્સન ટોટલી બ્લાઇન્ડ હોય ફાઈવ પર્સન પાર્શિયલી બ્લાઇન્ડ હોય એ રીતે બધું ટીમ આખું કોર્ડીનેટ કરીને એ લોકો ટીમ બનાવે છે તેમજ એ લોકો જે ક્રિકેટ રમવા માટે બોલનો યુઝ કરે છે એ બોલ કેવો હોય છે તો તેની આપણે વાત કરીએ તો એ બોલ ખખડતો હોય છે એટલે કે થોડોક અવાજ આપે એટલે કે બ્લાઈન્ડ લોકો બોલર બોલિંગ નાખે અને બ્લાઇન્ડ પાસે જે બેટ્સમેન છે એની પાસે બોલ પહોંચે એટલે એ બોલ અવાજ કરે જેથી કરીને પેલા બ્લાઇન્ડને અહેસાસ થઈ જાય કે બોલ મારી પાસે આવી રહ્યો છે ત્યારે એ બેટ્સમેન જે છે એ બેટ ઉંચુ કરીને બોલ બોલને સામે વાર કરે છે જયારે એ બોલ પછી બાઉન્ડ્રી પાર કરે છે યા તો પછી સિંગલ રન કરે છે ગમે તે રીતે જે રીતે જે રીતે નોર્મલ લોકો ટ્રીક કરે છે એ રીતે બ્લાઇન્ડ લોકો પણ ક્રિકેટ રમી શકે છે બિલકુલ સહેલાઈથી રમી શકે છે અને ખરેખર આપણા માટે બહુ ખુશીની બાબત ગણી શકાય કે નોર્મલ લોકોની જેમ જ બ્લાઈન્ડ લોકો પણ આ રીતનું કાર્ય કરી રહ્યા છે ક્રિકેટ રમી રહ્યા છે હોકી રમી રહ્યા છે કોઈપણ રમત ગમત આજે જુઓ કોઈપણ સ્પોર્ટમાં બ્લાઇન્ડ લોકો ખૂબ જ આગળ પડતા છે તેમજ ચેસ ટુર્નામન મેનની વાત કરું તો તેમાં પણ ખૂબ જ નેશનલાઈઝ સુધી આપણાં ગુજરાતના બ્લાઇન્ડો પણ પહોંચેલા છે જેમાં વડોદરાના પણ એક ભાઈ આઈ થિંક એમનું નામ મેં ભૂલી ગયો છું પરંતુ તેઓ પણ આજથી એક કે બે વરસ પહેલાં ચેમ્પિયન થયા હતા તેમનો નેશનલાઈઝમાં પહેલો કે બીજો પહેલા ક્રમે નંબર આવ્યો હતો તો આપણે ખુબ જ ખુશ થવું જોઈએ કે ભાઈ નોર્મલ લોકો તો રમી જ શકે છે પણ બ્લાઈન્ડ લોકો રમે એટલે એ લોકોની રમવાની પદ્ધતિ કેવી હશે એ આપણને જાણવાની ખુબ જ ખુશી થાય કારણ કે જાણવું જોઈએ નોર્મલ લોકોનું આપણે કેવું જાણીએ છીએ એ રીતે બ્લાઇન્ડ લોકોમાં પણ ઇન્ટરેસ્ટ રાખીને જાણવું જોઈએ એ મારું વ્યક્તિગત માનવું છે કારણકે તમે જ્યાં સુધી જાણો નહીં જ્યાં સુધી સમજો નહીં ત્યાં સુધી તમને ખ્યાલ જ નહીં આવે કે બ્લાઈન્ડ પણ આ બધું કરી શકે છે અને નોર્મલ લોકો સમજો કે જોઈને કરે છે જ્યારે બ્લાઇન્ડ લોકો જોયા વગર આટલું બધું કાર્ય કરી શકે છે ત્યારે આપણને ગર્વ થવો જોઈએ કે ભાઈ બ્લાઈન્ડ લોકો પણ ઘણું બધું કાર્ય આજના સમયમાં કરી રહ્યા છે અને ટેકનોલોજી ક્ષેત્રે પણ બ્લાઇન્ડ લોકો ઘણાં બધા આગળ છે જેના કારણે રમતગમતમાં પણ ખૂબ જ આગળ છે તેવું મારું વ્યક્તિગત માનવું છે અને હું કેટલા બધા એવા સ્પોર્ટમાં આગળ ગયેલા વ્યક્તિઓ છે જેઓને હું ઓળખું છું અને મારા વ્યક્તિગત સંપર્ક પણ છે તો મારું એવું માનવું છે કે બ્લાઇન્ડ લોકો ક્યારે પણ એવું નથી વિચારતા કે અમે બ્લાઇન્ડ છીએ તો અમે આ વસ્તુ ના કરી શકીએ બ્લાઇન્ડ લોકો ડેફીનેટલી બધું જ કાર્ય કરી શકે છે કોઈ કાર્ય એવું નથી કે ના કરી શકે અને બ્લાઇન્ડ લોકો માટે આ ક્રિકેટ છે હોકી છે વોલીબોલ છે ઈવન જે કોઈપણ રમત ગમત છે એ બધી જ રમતગમતમાં આજના સમયમાં બ્લાઈન્ડ લોકો આગળ પડતા છે છે ને છે અને બ્લાઈન્ડ લોકો તો ખરાં જ પણ સાથે સાથે ડિસેબિલિટી જે ધરાવે છે તે લોકો પણ ખુબ જ આગળ પડતા છે અને બ્લાઇન્ડ લોકોમાં દોડની રમત થઈ ગઈ ખો ખો થઈ ગઈ બધી કોઈ પ્રકારની રમત આવે એમાં બ્લાઈન્ડ લોકો ખૂબ જ ઉમંગ તેમજ ઉત્સાહ સાથે ભાગ લઇ રહ્યા છે તેમજ બ્લાઇન્ડ લોકો જે કઈ પણ કરી રહ્યા છે એનાથી મને વ્યક્તિગત ખૂબ જ ખુશી થઈ રહી છે કે ચાલો આજે બ્લાઇન્ડ લોકો પણ એક પોતાનું સમાજમાં નામ રોશન કરી રહ્યા છે અને રમતગમતમાં મને ક્રિકેટ એટલા માટે ગમે છે કે બ્લાઇન્ડ લોકો પણ ક્રિકેટ રમી રહ્યા છે અને બ્લાઇન્ડ લોકોની પણ લોકપ્રિય ગેમ એ ક્રિકેટ છે તેમજ ચેસ છે આ બે વસ્તુ ખૂબ જ વધારે પ્રમાણમાં બ્લાઇન્ડ લોકો હાલના સમયમાં રમી રહ્યા છે તો મારી બસ તમને બધાને એક મેસેજ છે કે બ્લાઇન્ડ લોકો પણ દરેક પ્રકારની રમતગમત રમી રહ્યા છે આવો આપણે સૌ સાથે મળીને એ લોકોને એક નાનકડો સહયોગ કરવાનો પ્રયત્ન કરીએ તેમજ ઓનલાઇન ગેમિંગ ઓનલાઇન ગેમ પણ આવે છે અને ઓનલાઇન હા અત્યારે મને યાદ આવ્યું કે ઓનલાઇન ટુર્નામેન્ટ પણ એક રમાય છે જે સુરતના સ્ટુડન્ટો બધા હેન્ડલ કરી રહ્યા છે જે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર નહીં પરંતુ વર્લ્ડના કેનેડા અમેરિકા અને યુકે આ બધી કન્ટ્રીના ભેગા થઈને અત્યારે હાલમાં ટુર્નામેન્ટ ચાલું છે ટુર્નામેન્ટ લાઈવ રોજ રમય રહી છે અને યુટ્યુબ પર એનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે તો આપ સર્વે લોકો એ પણ નિહાળી શકો છો તેમજ બ્લાઇન્ડ લોકો એવું નહીં કે ક્રિકેટ જ રમી રહ્યા છે દરેક પ્રકારની ટેકનોલોજીના માધ્યમથી એ લોકો આગળ વધી રહ્યા છે અને સ્પોર્ટ્સની દિશામાં પણ ખૂબ આગળ વધી રહે છે તો આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને એક બ્લાઇન્ડ લોકોને સપોર્ટ કરવાનો મોકો મળી રહ્યો છે તો આપણે એ મોકો ન ગુમાવવો જોઈએ અને બ્લાઇન્ડ લોકોને સપોર્ટ કરવો જોઈએ